ભારતમાં ઘણાં મહાન કલાકારો છે અને દરરોજ નવા નવા કલાકારો ઉમેરતા જાય છે હવે તો દરેક ક્ષેત્રમાં એટલી બધી સ્પર્ધા હોય છે અને એ સ્પર્ધામાં પણ ભાગ લેનાર લોકો પણ એટલા બધા વધી ગયા છે કે દરેક કલાકારને તક મળી મુશ્કેલ થઈ ગઈ છે દરેક ક્ષેત્રને પૂરતું મહત્ત્વ મળતું નથી તો એમાં કામ કરનાર કલાકારને તક અને મહત્વ કઈ રીતે મળી શકે આપણે ગાયકી અને નૃત્યને જ લઈ લઈએ ગાયકી અને નૃત્ય એ પણ વેસ્ટન ડાન્સ એને જ વધારે મહત્વ અપાય છે જેના કારણે શાસ્ત્રીય નૃત્ય કે સંગીત કોઈને એમાં રસ રહેતો નથી ભારત દેશમાં કેટલા વિવિધ પ્રકારના નૃત્ય છે ભરતનાટ્યમ કથકલી મણિપુરી નૃત્ય ગુજરાતના ફેમસ ગરબા વગેરે પણ એમાં નિપૂણ લોકોની આજે મજાક ઉડાડવામાં આવે છે અને કથકલી જેવું નૃત્ય જો કોઈ પુરુષ કરી લે તો પછી તો હાસ્યનું પાત્ર જ બની જાય છે આ બધા કારણોને લીધે કલાકારોને તક મળતી નથી એમને મહત્વ અપાતું નથી